સ્વમત જુથ એટલે કે સેલ્ફ હેલ્પ ગ્રુપ નું અંગે હું જાણું છું અને તેમાં મહિલાઓ માટેની રોજગાર છે જેમકે મહિલા ઘણાબધા અલગ અલગ કેમ્પ ચલાવે છે સરકાર દ્વારા જેની અંદર તે સરકારને પણ મદદ કરે છે જેમકે નશામુક્તિ કેન્દ્ર છે અને અલગ અલગ જગ્યા છે જેમકે સંગઠન ચલાવે છે જેમકે કોઈ ને કશો કોઈ પ્રોબ્લેમ હોય કે કશો હોય તેમાં પણ એ હેલ્પ કરે છે અને સેલ્ફ હેલ્પની વાત કરીએ તો પોત બધાએ પોતાની સ્વમદદ જુથ એટલે કે પોતાએ લોકો લોકોએ પોતાની જાતનું જ રક્ષણ પોતે કરવું જ જોઈએ એટલે એની અંદર મહિલાને માટેની રોજગાર માટેની સારી તકો છે